ગુજરાતની કુદરતી ભૂપૃષ્ઠ આખા રાજ્યમાં ખૂબ જ ગરમી પડતી હોય તો ખૂબ જ ગરમી હોય છે અને ખૂબ ઠંડી હોય ત્યારે ખૂબ જ ઠંડી પડે છે અને અહીંયા વરસાદ બી ખૂબ જ સુંદર રીતે થાય છે અને ગુજરાતમાં ગુજરાતની બાજુમાં એક પોપ્યુલર હિલ સ્ટેસન છે સાપુતારા એ સાત ટેકરી ઉપર વસેલું છે જ્યાં અઢળક ટેકરીઓ જંગલો અને જળધોધ આવેલા છે જ્યાંથી આપણે પાસ થઈએ છીએ તો અભ્યારણ આવે છે જેમાં ખૂબ જ પશુ પક્ષીઓ વગેરે વાસ કરેલો હોય છે અને એ ટેકરી ઉપર વસેલું છે અને ત્યાં બધા ખૂબ જ મજા કરે છે અને ચોમાસામાં ત્યાં લોકો ફરવા જાય છે